અરે ભાઈ મેં તો આમાં કેટલા વખત પહેલાં ટેક્સી બુક કરાવી તમે મને ફોન પણ કર્યો કે તમે પહોંચો છો હમણાં પાંચ મિનિટમાં પહોંચી જશો પણ હમણાં હું જોઉં છું તો મેપ ઉપર મને તમે દેખાતા જ નથી અને હું તમારી ખાસી દસ મિનિટથી અહીંયાં રાહ જોઈ રહી છું મારે પહોંચવાનું બહુ જરૂરી છે મને ઉતાવળ છે અને એટલા માટે જ હું રસ્તા પર આવીને ઊભી છું હું તમે અત્યારે મને સમજાવી શકશો કે તમે ક્યાં છો જેથી કરીને હું જ્યાં ઊભી છું તે જગ્યા હું તમને બરાબર સમજાવી શકું હું એકદમ મેન રોડ ઉપર ચાંદની ચોક બિલ્ડિંગ પાસે બહાર જ ઊભી છું જ્યાં બહાર મોટું મ મેડિકલ સ્ટોર પણ આવેલો છે તમે કોઈને પણ પૂછશો કે ઉત્તમ મેડિકલ સ્ટોર ક્યાં આવ્યો છે તો પણ એ તમને બતાવશે અને તમારા ફોનમાં મારું અત્યારનું લોકેશન પણ તમને દેખાતું હશે તો તમે જ્યારે મને ફોન કર્યો કે તમે પાંચ મિનિટમાં મારા લગી પહોંચી જશો તો તમે ક્યાં અટવાયા છો કારણ કે મને તો અહીંયાં કોઈ ટ્રાફિક પણ નથી દેખાતો કે એવું કંઈક મેં જે તમને પહેલાં જોયા હતા તો ત્યાંથી મારા સુધી પહોંચવામાં કોઈ સિગ્નલ પણ નથી આવતા તો આટલો બધો સમય તમે લેશો તો ક્યારે હું પહોંચી શકીશ મારા ડેસ્ટિનેસન પર લગભગ હું મારા ડેસ્ટિ મારી જગ્યાએ મારા ગંતવ્ય સ્થળે પહોંચવામાં હું આમ પણ મોડી જ પડી છું અને એમાં જો તમે ઉતાવળ કરીને આવશો નહીં તો મને વધારે મોડું થઈ જશે એટલે જો તમારી રિક્ષા ખરાબ થઈ ગઈ હોય તો તમને કોઈ વચ્ચે તકલીફ પડી હોય તો તમે મને જણાવો તો પછી હું તમારું રદ કરીને હું બીજી ગાડીને બોલાવી શકું તો ત તમારું જે તમે મને જે મ તમે મને જે દેખાતા હતા મેપ ઉપર કે તમારું જે લોકેશન દેખાતું હતું તે પણ મને અત્યારે દેખાતું બંધ થઈ ગયું છે એટલે જ મારે તમને આ ફોન કરવો પડ્યો કે જેથી કરીને તમ તમને જો કશે અડચણ પડતી હોય કે કોઈ ગલી તમને સમજ નહીં પડતી હોય તો હું તમને સમજાવી શકું કે તમે કઈ ગલીમાંથી આવીને મારા સુધી પહોંચી શકો હું એકદમ જ મેન રોડ પર ઊભી છું અને મારા હિસાબે તમને આવવામાં આટલો બધો સમય ન લાગવો જોઈએ